હા અમારા નજીકમાં કલા પુરવઠાની દુકાન છે જેનું નામ છે જોલી જનરલ સ્ટોર છે અને ત્યાંથી હું નિયમિતપણે સ્ટેશનરી ચિત્રપોથી કે પૅન પૅન્સિલ રબર જેવી વસ્તુઓની ખરીદી કરું છું અને મને હસ્તકલામાં ખૂબ જ રસ છે ખૂબ જ રુચિ છે માટે મારી જે હસ્તકલાને લગતી જે કંઈ સામગ્રી છે તે જે કંઈ અ ગુંથણ કે જે કંઈ વસ્તુઓની જરૂર છે એ હું એ જોલી જનરલ સ્ટોરમાંથી ખરીદું છું અને ત્યાંથી ખૂબ જ સારી અને સારી ગુણવત્તાવાળી સારી કંપનીની વસ્તુઓ મળે છે અને જેનો ઉપયોગ કરતાં પણ તેને વધુ સારી રીતે ટકાઉ છે